હા બોલો ને અરે મેમ કેટલી વાર તમે સીમ ચેંજીસ કરશો અ કેટલી વાર રીડિંગ કરી ચૂકી છું અરે મેમ સેલરી પણ નથી મારી ડ ડેઈલી રૂટીન બગડે છે અટવાતું છે હવે શું કરું હા હા હા ઓકે ઓકે હા ઓકે કંઈ નહીં તમે કરી દઈશ હવે તમે મને મોકલી આપો મેં સ્ક્રીપ્ટ રેડી કરી દઉં પછી હા હા ને ભોજનનું ને હવે રહેવાનું ઓપન કરી દેજો મેમ હા હા ટાઈમ ને મેસેજ જો તો તમે મને કરી દેજો ને હા હા

હા હા પાક્કું ચાલો સારું